આજથી બે વર્ષ પહેલાં હું એક પ્લેસમાં ફરવા ગયો હતો મારા ફ્રેન્ડ જોડે તે હૈદરાબાદની અંદર આવેલી છે તે જગ્યા તે જગ્યાનું નામ કાન્હા શાંતિ વનમ છે ત્યાં ચોમાસામાં જૂનથી જુલાઈમાં એક શેશન યોજાય છે જે ઇન્ટરનેશનલ કોનફોરન્સ હોય છે અને તે સૌથી મોટું હાર્ટ ફૂલનેસ ઈન્ટરનેટ હાર્ટફૂલનેસ ઇન્સ્ટિટ્યૂટ છે હૈદરાબાદની અંદર ત્યાં ઇન્ટરનેસનલ ઘણા બધા ફોરેનરો ત્યાં તે સેશનને મુલાકાત લે છે કારણ કે ત્યાંનું એટમોસ્ફીયર ખૂબજ સુંદર અને ખૂબ જ અદભુત હોય છે અને ત્યાં અલગ અલગ જગ્યાએ ઘણું બધુ એટમોસફીયર આમ ફ્રેશ એટમોસફીયર જોવા મળે છે અને ત્યાં એક મેડિટેશન આખો પાંચ દિવસનો સેસન હોય છે તો ત્યાંનાં જે ટ્રેનર છે દાજે તે કેવી રીતે મેડિટેશન કરવું અને કેવી રીતે યોગા કરવું તે ટ્રેન કરે છે આપણને અને ત્યાં પાંચ દિવસ એટલી બધી આમ ફરવાની જોવાલાયક જગ્યા છે અને તે વિશાળ જગ્યા છે કારણ કે ત્યાં અલગ અલગ ડોમેન છે રેવા માટેની જગ્યા છે ખાવા પીવાનું બધી ફેસેલિટી તે લોકો પ્રોવાઈડ કરે છે શોપિંગ મોલ બી અંદર છે અને ઘણાં બધા સ્ટેચૂસ ઘણા બધા ફ્લેગ્સ બી લાગેલા છે બધાં કન્ટ્રીના તો તે જગ્યા ખૂબ જ અદભુત છે અને ત્યાંની મુલાકાત લેવી જોઈએ કારણ કે અત્યારના સ્ટુડન્ટ્સને ત્યાં એવી જગ્યાએ જાવાનું ખૂબ જ પસંદ કરે છે જે તેમના માટે બેનિફિટ હોય અને તે ઘણું બધુ જાણી શકે અને ત્યાં ઘણું બધુ નોલેજ બી મળે છે આપણા ભારત દેશ વિશે અને તે જગ્યા ખૂબ જ સુંદર અને વિશાળ છે અને ત્યાંનાં અને ત્યાંનાં લોકો આપણી સાથે માણસાઈથી બી વાત કરે છે અને બહારથી જે આવતાં લોકો હોય છે ફોરેનરો તે આપણને ખૂબ જ હેલ્પ બી કરે છે અને આપણે એની જોડે કોન્ટેક બી બનાવી શકીએ છીએ અને ત્યાં જોરદાર કોન્ફરન્સ બી યોજાય છે લોકો માટે અને લોકો તેને એન્જોય બી કરી શકે છે